ભારતના ગુજરાત રાજ્યની વાત કરું તો તેમાં જોવા લાયક સ્થળ છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દુનિયાની પૂરા વર્લ્ડની સૌથી મોટીમાં મોટી પ્રતિમા છે કે તેને નિહાળવા માટે લોકો બહાર બહારથી પણ આવે છે અને આપણે ગુજરાતના બીજા એક રાજ્યની વાત કરું કે જે કચ્છ કચ્છમાં વાઈટ રણ આવેલું છે કે એ વાઈટ રણ જોવાલાયક છે અને બહુ અદભૂત દૃશ્ય તેનું જોવા મળે છે તેને નિહાળવા માટે બી લોકો બહાર બહારથી લોકો આવે છે અને શાળા અને કોલેજોના વિવિધ પ્રકારના ત્યાં પ્રવાસ પણ થાય છે અને વાઈટ રણમાં મોટા મોટા પોગ્રામ પણ થાય છે કે તેમાં બાર બારના લોકો આવે છે અને આપણે અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદમાં અડાલજની વાવ આવેલી છે જે બહુ જૂની અને બહુ સુંદર અને જાણીતી છે